હું મારો ફુરસદનો સમય ખૂબ જ ખૂબ જ સારી બધી વસ્તુઓ કરવામાં વાપરું છું જેમકે મને એક્ટિંગનો થોડો ઘણો શોખ છે હું થોડોક સ્પિરિચ્યુઅલ છું મને વોકઆઉટ કરવાનો થોડો ઘણો શોખ છે મને મારું થોડું બોડી મેન્ટેન કરવાનો શોખ છે એટલે હું મારા ફુરસદના સમયમાં હું કોઈક વાર વર્કઆઉટ કરતો હોઉં છું કોઈક વાર હું સ્પિરિચ્યુઅલ માણસ છું જેના કારણે હું કોઈક વાર યોગ કરતો હોઉં છું કોઈક વાર ધ્યાન કરવાની ટ્રાય કરતો હોઉં છું અને મને પર્સનલી કંઈક નવું નવું શીખવાનું બહુ જ શોખ હોય છે એટલે કોઈક વાર હું જ્યારે નવરો પડું છું ત્યારે યુટ્યુબ ખોલીને કંઈક નવી નવી વસ્તુઓ શીખું છું નવી નવી વસ્તુઓ જાણું છું નવી નવી કોઈ પણ વાત કોઈ પણ વાર્તાઓ કે કોઈ પણ કિસ્સાઓને જાણવાનો પ્રયાસ કરું છું ડીપલી મને થોડું વાંચવાનું વાંચવાનું મને બહુ શોખ ઓછો છે પણ મને બધું એક્સપ્લોર કરવાનો શોખ થોડો ઘણો થોડોક વધારે છે જેના કારણે હું આવી ઘણી બધી વસ્તુઓ એક્સપ્લોર કરતો હોઉં છું કે જેનાથી મને આનંદ મળે છે બીજું ફુરસદના સમયમાં હું કરતો હોઉં તો એક્ટિંગ એક્ટિંગનો શોખ છે એટલે હું ઘરમાં નાની નાના અરીસાની સામું જોઈ અને હું નાના નાના મોનોલોગ્સ પ્લે કરતો હોઉં છું હું મિમિક્રી કરવાની કોશિશ કરતો હોઉં છું ઘણા વ્યક્તિની મારા જે નજદીકી લોકો છે અમુક કોઈ સેલિબ્રિટી છે કે અમુક એવો કોઈ પ્રોપર ડાયલોગ છે કે જેની અલગ પ્રોપર પ્રકારની કોઈ પણ એક ઢબ છે તો હું એ રીતે બોલવાની ટ્રાય કરતો હોઉં છું એ રીતે બોલવાની કોશિશ કરતો હોઉં છું પછી મને એક્ટિંગનો શોખ છે એટલે હું આવું બધું તો કરતો જ હોઉં છું પણ એની સાથે સાથે મને ઓડીશન એક્ટિંગનું શોખ છે ઓબ્વિયસલી એટલે હું ઓડિશન્સ પણ બનાવતો હોઉં છું કે હું ને મારો મિત્ર છે તો કોઈ પણ એક રૂમમાં બંધ કરી લાઈટનું સેટિંગ કરી અને અમે લોકો બંને પેલું બનાવતા ઓડિશન્સ બનાવતા હોઈએ છીએ તો એમાં હું કોઈ પણ એક કોઈ પણ એક સીન કે કોઈ પણ એક મોનોલોગ કે ડાયલોગ છે હું ફિક્સ કરી લઉં છું એ ડાયલોગ હું પહેલાં ગોખી મારું છું પછીના સમજવાની ટ્રાય કરું છું અને પછી ખૂબ જ અંદરથી આવે એ રીતે હું એ ડાયલોગને બોલવાની કોશિશ કરું છું ને એને કેપ્ચર કરી લઉં છું અને પછી કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તેમાં મોકલતો હોઉં છું અને સમટાઈમ્સ હું સિલેક્ટ થઈ જાઉં છું ઘણી વાર એવું ભી થયું છે કે હું સિલેક્ટ થવાના આરે હોવ પણ પછી કેન્સલ થઈ જાય છે કોઈ કારણોસર છતાં પણ હું ખુશ છું કે હું હેપ્પી છું કે મને આટલું કરવા મળ્યું છે હું ભગવાનનો ગ્રેટફુલ છું કે હું મને ફુરસદનો સમય મળે છે કારણ કે અમુક સમય પછી અમુક વ્યક્તિને ફુરસદના સમય મળતા નથી એવું કહેવાય છે કે જો વ્યક્તિ કમ્ફો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશે તો જ વ્યક્તિ કંઈક કરી શકશે એવું કહેવાય છે અને હકીકત પણ છે કે અત્યારે મને ફુરસદનો સમય માણવા મળે છે તો ભવિષ્ય અત્યારે જેટલું શીખવા મળે એટલું હું શીખી લઉં છું જેટલું જાણવા મળે એટલું જાણી લઉં છું એટલે જ હું અત્યારે આવું કરી રહ્યો છું અને એક કામ મળે છે તો કરી લેતો હોઉં છું અને જો નથી મળતી તો પણ હું કહેલું એમ ગ્રાફિક ડિઝાઇનિંગનો મને શોખ છે મને યુટ્યુબનો શોખ છે જોવાનો બધી એક્સપ્લોર કરવાનો તો એ બધું પણ હું કરી લેતો હોઉં છું મારી રીતે સ્પિરિચ્યુઆલિટી થોડુંક સાઇડ મારું વધારે ધ્યાન છે તો હું એ રીતે સ્પિરિચ્યુઅલ માણસ છું તો યોગ કરતો હોઉં છું કે ભાઈ એક્સરસાઇજ કરતો હોઉં છું કે ફેમિલી ટાઈમ અમુક વાર માણવો બહુ જ મહત્ત્વનો હોય છે તો ફેમિલી ટાઈમ માણતો હોઉં છું ફેમિલી ટાઈમ જાણતો હોઉં છું લોકોને મારા ફેમિલી જોડે વાતને બેસીને ઠઠ્ઠામસ્કરી કરું છું વાતો કરું છું કોઈ પણ મારા કિસ્સાઓ મારી લાઇફના શેર કરતો હોઉં છું એ લોકો મને વાત કરતા હોય છે એટલે ફેમિલી જોડે બેસવાની પણ એક મજા અલગ છે કે જ્યારે ફેમિલી ફ્રી હોય જ્યારે પપ્પા બહારથી આવ્યા હોય જોબ કરીને મમ્મી બહારથી આવી હોય ભાઈ બહારથી આવ્યો હોય પછી અમે બધા જોડે બેસીને વાર્તા વાર્તાલાપ કરીએ છીએ કે એવું કંઈ વિકેન્ડ્સમાં અમે લોકો જોડે બહાર જઈને બહાર એવી કોઈ એવો કોઈ ખુલ્લા નેચરમાં ખુલ્લા એવા કોઈ વાતાવરણમાં અમે લોકો બહાર વાતો કરીએ છીએ હા મને ફરવાનું પણ બહુ જ શોખ છે હું મને ફરવાનું ફરવું બધું બધી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો બી એટલો જ શોખ છે એટલે હું જંગલ પણ એક્સપ્લોર કરતો હોઉં છું હું નવીનવા સીટીઝ છે સીટીઝમાં તો ઓછો જાઉં છું બહાર પરંતુ હું જ્યાં જ્યાં જાવ છું તે એની એની એક પ્રોપર રીત એની એક પ્રોપર જે કહેવાય ને કે જે એનું પાછળનું ઇતિહાસ એની પાછળનું ભૂતકાળ હું એ બધું જાણવાની કોશિશ કરવાની સાથે સાથે હું એ બધું સમજું છું સમજવાની કોશિશ કરું છું અને સાથે સાથે વસ્તુને એક્સપ્લોર કરું છું એટલે એ વસ્તુનો આખો આનંદ મને અલગ પ્રકારનો આવે છે એટલે હું મારા ફુરસદમાં આટલી બધી વસ્તુઓ આટલી બધી બધું કરતો હોઉં છું